મેં હમણાં જ અટલે કે એક અઠવાડિયાં પહેલાં મારા નજીકના રહેણાંક વિસ્તારનાં વાસણ બજારમાંથી એક ગેસની સગડી લીધી હતી જયારે મેં આ સગડી ખરીદવાનો પ્રયત્ન કર્યો એ વખતે મારા મનમાં એવો ખ્યાલ આવ્યો કે હું જે સગડી પસંદ કરું એ આજુબાજુના લોકોને પણ ખૂબ પસંદ આવે પરંતુ જયારે એ સગડી મેં ખરીદી ત્યારે એ સગડીને મેં ઘરે ઉપયોગ માટે લીધી ત્યારે સૌ પ્રથમ મેં સગડીને સળગાવી તો એમાંથી કોઈક અજીબ પ્રકારની બદબૂ આવતી હતી જયારે એ બદબૂ આવી ત્યારે મારાં મનમાં એવો ખ્યાલ આવ્યો કે આ સગડીને હવે મારે વધારે પડતો ઉપયોગ કરવો નથી અને હું એ દુકાનદારને પાછી આપી આવું અને એ સાથે મારી એવી પણ આશા હતી કે સગડી પાછી આપીને હું એ સગડીના બદલામાં બીજી સગડી ખરીદું કારણ કે એ દુકાનદારે મને સગડીની સાથે સાથે ગેરંટી અને વોરંટી બંને આપી હતી ત્યારબાદ મેં બીજી સગડી ખરીદી અને હવે બીજી સગડી ખરીદવાની મારી આશા પૂરી પણ થઈ ગઈ છે